એક હજાર ત્રણસો બત્રીસ છસો સત્તર પાંચ લાખ બાવીસ હજાર સાતસો પચાસ એકસઠ હજાર બસો સાડત્રીસ તેર હજાર છસો એકવીસ